મે ચિત્રકામ બહુ નાની હતી ત્યારે શરૂ કર્યું હતું મને ચિત્રકામમાં કલરના લીધે વધારે ગમે છે મારા પપ્પાએ મને જ્યારે કલર લઈને આપ્યા છે ત્યારે મને ત્યારથી મને ચિત્રકામ કરવું બહુ ગમવા લાગ્યું ચિત્ર મને ગમે છે ચિત્ર ને કલરને બહુ ગમે છે તેથી ચિત્રકામ ઘણાં ઓછા લોકો એ કરતાં હોય છે અને મને કરવું બહુ ગમે છે ચિત્રકામમાં મને જ્યારથી નાની હતી ત્યારથી જ રસ એમાં કલર બહુ સારી રીતે

પણ હવે તો સારી રીતે કરી શકું છું હું ચિત્રકામ તો બહુ સારી વસ્તુ છે ચિત્રકામ હું ચિત્રકામ માટે હું મારા એક માનીતા કલાકાર છે એની વાત કરું તો એ છે રાજા રવિ વર્મા જેમાં અતિપ્રિય કલાકાર છે ચિત્રકામ માટે ના હું એ એક ભારતના મહાન કલાકાર છે વિદેશના નથી ભારતના માપે રાજા પણ હતા ગુજરાતમાં ગુજરાતમાં એ મને પ્રિય છે એ મને એના પરથી મને બહુ સારી એવી પ્રેરણા મળી છે મને એને ચિત્ર ખૂબ જ ગમે છે રાજા રવિ વર્મા એ ભારતના મહાન કલાકાર છે એક તો ચિત્રકામ પેંટિંગ માટે તેમને વિજ્ઞાન અને શાસ્ત્રીય સંસ્કૃતિના ચિત્રો બનાવ્યાં છે અને બહુ પ્રખ્યાત છે તેમણે એ વિજ્ઞાન અને શાસ્ત્રીય સંસ્કૃતિને મેળવીને બહુ સારા એવાં ચિત્રો બનાવ્યાં છે તેમણે તેમની ઘણી બધી તેમનાં ઘણાં બધાં પેન્ટિંગ્સ ચિત્રો બહુ ફેમસ છે તેમાંથી મને પણ ઘણાં બધાં ગમે છે અને મને ઘણાં બધાંના નામ યાદ છે જો હું કહીશ કે એમના બહુ સારા એવાં ચિત્રો છે એમાંથી એક છે લક્ષ્મી કૃષ્ણ જે બઉ સારું ફેમસ છે પછી એક છે સિદ્ધાર્થ પછી એનું બીજું એક ચિત્ર છે મોહિની પછી છે રાધા અને કૃષ્ણ આવી રીતે ઘણાં છે હજી એક છે દ્રોપદી સ્વયંવર જે મને યાદ આવ્યું એમાંથી હું એમના ચિત્રની વાત કરું તો એમનાં ચિત્રકામની વાત કરું પેન્ટિંગની વાત કરું તો લક્ષ્મી કૃષ્ણ જે ચિત્ર છે તેમાં તેમણે શ્રી કૃષ્ણના અને શ્રી લક્ષ્મીજીની પૌરાણિક કથાઓનું પ્રદર્શન કર્યું છે તે હવે આપણે જોઈએ છે કે રાધા કૃષ્ણ ફેમસ છે એમના ઘણાં બધાં ચિત્રો ફેમસ છે પરંતુ તેમાં લક્ષ્મી કૃષ્ણનું ચિત્ર બનાવ્યું અને એમની પૌરાણિક કથાઓનું પ્રદર્શન કર્યું એવી રીતે બીજું જોઈએ તો સિદ્ધાર્થ એનું એ ચિત્ર માટે એ જે સિદ્ધાર્થ છે તે બૌદ્ધ ધર્મના સ્થાપક હતા જેમની જે બહુ ફેમસ છે એ સિદ્ધાર્થ જે છે તે બોધ ધર્મના સ્થાપક છે તે ગુજરાતના જ નહી પણ વિશાળ રીતે ફેમસ છે જે બૌદ્ધ ધર્મના સ્થાપકની જે જીવન કહાની છે જે એમની કળા છે જે ફેમસ કઈ રીતે ફેમસ થયા છે તેમનું રાજા રવિ વર્માએ દર્શાવ્યા છે ચિત્રો દ્વારા પછી દ્રૌપદી સ્વયંવર જે હિન્દુ ધર્મના લોકો હોય તેમણે દ્રૌપદી સ્વયંવર વિશે લગભગ તો ખબર હોય જ કેમકે મહાભારતથી જોડાયેલા હોય છે તો મહાભારતમાં એક પ્રસંગ છે દ્રોપદી સ્વયંવર જેમને શ્રી રાજા રવિ વર્માએ ચિત્ર બનાવીને બાળ ચિત્ર બનાવીને વર્ણવ્યું છે જે છે રાધા ક્રિષ્ન જેમને આપણે બહુ સારી રીતે ઓળખીએ છે અને પ્રેમનું અને પ્રેમનું ઉદાહરણ છે એવી રીતે વાત કરીએ તો મોહિની જે વિષ્ણુનો અવતાર છે જેમની બહુ ઓછા લોકોને ખબર હોય છે એવ એવા શ્રી મોહિની જે વિષ્ણુનો અવતાર છે એમનું એ એમના પણ ચિત્ર બનાવીને બહુ સારું એવું પેંટિંગ ફેમસ કર્યું છે આવી રીતે આ શ્રી રાજા રવિ વર્માના આવા અલગ અલગ ચિત્રો જોઈને મને રસ પડે છે વધારે કરવાનું હું પણ એમજ હોય ચિત્રકાર બનવાની કોશિશ કરું છું ભલે એના જેવા તો ના બની શકીએ